કપડાં ધોવા માટે આમ તો જનરલી આમ તો વોશિંગ મશીનનો વધારે ઉપયોગ થાય છે હમણાંના જમાનામાં પણ એમાં હવે બધી વોશિંગ મશીન મોસ્ટલી આમ તો બહુ આમ જોવા જઈએ તો વધારે પડતાં પાણીનો ઉપયોગ થાય છે જ્યાં એના કમ્પેરમાં અમે હાથથી ધોવા જઈએ તો એમાં સમયનો બહુ બધુ એક્ચુલી વપરાશ થાય છે જેમાં આજકાલ હમણાં બધી લેડિસો કા તો કામવાળી પાસે ધોવડાવે એમાં બી પાણીનો બગાડ થાય એટલે આમ પ્રીફર કરે કે વોશિંગ મશીનમાં ઇઝીલી વોશ થઈ જાય અને ડ્રાયર પણ થઈ જાય અને હાથેથી કામ કરીએ તો એમાં આપણનો આપણો પોતાનો ટાઇમ જાય અને કપડાંને સુકવાનો જે એક મોટું ઢાસ છે એ બહુ જેટલું મશીન કરે છે એટલું આપણે હાથેથી નથી કરી શકતા એટલે એમાં પાણીનો જે આપણે બચાવ કરવા માંગીએ તો આપણે એમ કરી શકીએ કે એમાં આપણે હાથથી ધોઈને ખાલી ડ્રાયર માટે મશીનનો ઉપયોગ કરી શકાય આપણે એક રીતે એવી રીતે બી કરી શકીએ છીએ હવે આમ હવે ચોમાસામની સીઝનમાં મોટા ભાગે તડકો નથી હોતો એટલે કપડાં સુકાવાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે એના માટે આપણે વોશિંગ મશીનનો જ ઉપયોગ કરવું વધારે ઈઝી છે એ આપણું આસાન તરીકું છે કે કપડાં ઈઝીલી સુકાઈ જાય છે ને હમણાં તો નવા નવા ગેજેટ્સ નવા નવા મશીન આવી ગયાં છે તે કપડાં આમાં સુકાઈ જાય છે તો એ બી આપણે એક પ્રીફર થઈ શકે કે ઇઝીલી ડ્રાઇ થઈ શકે આજના એક્ચુઅલ્લી પરિસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગના જમાનામાં પાણીનો બગાડ ઓછું થાય એ આપણે મોટા ભાગે બહુ ધ્યાન રાખવું જોઈએ